હા હલો બસ એકદમ ફાઇન રિપતાબેન બોલો બસ એક એકદમ ફસ્ટ ક્લાસ હવે આપણે આ જન્માષ્ટમીની તૈયારીમાં લાગવું પડશેને બસ હા હા

હા તો આ વખતે ડાન્સ પ્રોગ્રામ માટે કંઈ નવો થીમ હું વિચારી લઉં અને બીજા બધા જે જનરલ સેલિબ્રેશન હોય એ આપણે બે મળીને રેડી કરી દઈએ એટલે આપણો પ્રોગ્રામ ફસ્ટ ક્લાસ રેડી થઈ જાય બરાબર

ઓકે ઓકે અને આપણે કેટલાં કલાકનો કરવો છે પ્રોગ્રામ એ પ્રમાણે બધા સ્ટાન્ડર્ડ વાઇસ છોકરાઓને ભેગાં કરીને પછી અલગ અલગ ગ્રુપ બનાવીને ડાન્સ બધાં ક્રિષ્ન ઉપર આખું ક્રિષ્ન અવતાર કે કેવી રીતે કઈ સિલેક્ટ કરીને સરસ એજએસ્ટ કરી દઇશું રાઈટ

હમ હમ હમ હા એ અને એનાથી મોટા સ્ટાન્ડર્ડના ક્રિષ્નનું બાળપણ આપીએ એટલે જે બધું રમતા હતા અને છેક છેલ્લે એન્ડ હા બસ બસ બસ એ નાગદમન પછી છેલ્લે ક્રિષ્નનો મોટ્ટો અવતાર સુદામાના સીનથી સીનથી એન્ડ કરી દઈએ હા

હમ

લાવે બરાબર છે

લગભગ એક મહિનો રાખીએ તો શું કે અલગ અલગ નાના છોકરાઓને જન્માષ્ટમીની બરાબર તારીખ કઈ છે હજી તો

હા હા શું કહો છો હા બસ તો બસ તો પછી હા આપણે હવે સ્કૂલમાં મળીએ ત્યારે આપણે બધાં છોકરાઓનું ગ્રુપ ડીસાઇડ કરી લઈએ અને પછી પ્રોગ્રામ વન વીકની અંદર બધી પ્રીપરેશન ચાલુ કરી દઈએ તૈયારીઓ બધી તો શું કે હા હા હા હા હા હમ હમ હમ અને એ તો આ એ લોકોને ક્રિષ્ના ને રાધાનો પહેરવેશ જ પહેરાવી દઈશુને એટલે એ જેટલું ફાઇન લાગશે કે ડાન્સ સ્ટેપ નોર્મલ આપ્યા હશે તો બી બહુ વાંધો નહીં આવે સ્ટેજ જ એટલું સરસ લાગશે ને હર્યુંભર્યું કે એમાં કઈ પ્રોબ્લેમ જ નહીં થાય અને એટલું બધું સરસ લાગશેને કે લોકોને જોવાવાળાને બી બહુ જ ગમશે

હા તો છેલ્લે આપણે આ જે નાગદમન વાળું છે એમાં બી આમેય ગામના લોકો બધાં જોઈએ જ આપણને તો એમાં પેરેન્ટ્સ ઇનવોલ્વ કરીએ અને છેલ્લું જે સુદામાવાળું છે એમાં પણ આખી સુદામાની જે નગરી હતી જ્યાં ક્રિષ્ના જાય છે અને લોકો બધાંયને જોવે છે જતાં એકદમ ખુશ થાય છે કે કૃષ્ણ આવે છે સુદામાના ઘરે અને પછી જાય છે એ બધામાં આપણે પેરેન્ટ્સને મૂકી શકીશું હમ હા એજ એજ મળી રહે અને બીજું કે પેરેન્ટ્સને બી એક નવો જ ઇન્ટરેસ્ટ આવશે કે છોકરાઓની સાથે સાથે એ લોકો બી કંઈ ઇનોવેટિવ કરતાં હોય એવું લાગશે આ પાર્ટિસિપેટ કરે છે આપણે કરી શકીશું પેરેન્ટ્સને અને ઘણાં બધાં એવાં ઉત્સાહી હોય છે કે જે તૈયાર હોય છે આવી રીતે કરવા માટે અને એ લોકોને બહુ ડાન્સ પાસ કરતાં બી આ વધારે આપવાનું છે આપણે કે ભાઈ નાગદમન થતું હોય ત્યારે ગામના લોકો જે બધા નદી કિનારે ઊભા રહીને જ જોતાં જોતાં અંદર અંદર વાતો કરતાં હતાં પછી ભગવાનનો જય જયકાર બોલાવે છે એ બધામાં આપણે બધામાં પેરેન્ટ્સ હા યુઝવલ કેવું હોય કે સ્કૂલોમાં ટીચર્સ કે હા હા તો આપણે જે ડીસાઇડ કરશું ને આર્ટ એન્ડ ક્રાફટનું એમાં એક એક સેન્ટર એક એક જગ્યાનું જે એક એક આર્ટ હોય સપોસ વિલેજ આખું બનાવવાનું હોય ગામ બનાવવાનું હોય તો કોઈક ઘર ઉપરનું કઈ એવી રીતે અલગ અલગ વાલીઓને આપી દેવાનું એવું ઘરનું બધું કરવા ક્યાં

ચોક્કસ ચોક્કસ સવારે દસથી અગિયારમાં મળીએ હમ ચાલો આવજો આવજો બાય